ભારતમાં મનોરંજનની વાત કરીએ તો પહેલાંનો સમય ને અત્યારનો સમયમાં ઘણો ડિફરન્સ છે જેમાં પહેલાંના સમયમાં મનોરંજનમાં વ્યક્તિઓ ખેલકૂદ રમતગમતનાં સાધન અમૂકો એમાં વધારે રચ્યા પચ્યા રહેતાં હતાં અન અત્યારના સમયમાં જોવા જોઇએ તો મોબાઈલ આધુનિક જમાનો જેમાં મોબાઈલ એક એવું ડિવાઇસ છે જેમાં ઘણી મલ્ટિપલ વસ્તુઓ છે જેમાં મનોરંજન થાય જેમકે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બીજી ઘણી એપ્લિકેસન હોય છે ગેમ છે એમાં લોકો ટાઈમ તેમનો આપતા હોય છે અને એનો ઉપયોગ કરીને મનોરંજન માટેનું એક અનોખું સાધન છે જે પહેલાના સમયમાં અને અત્યારનામાં ઘણો ડિફરન્સ છે તેમાં પહેલાંના કરતાં અત્યારનું અને અત્યારના કરતાં પહેલાંનો એક જેવું જ છે આમ તો પહેલાંના શરીરને લોકો કસતા તા એવી રમતો હતી ને અત્યારે બધા લોકો મોસ્ટ ઓફલી મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે એટલે આ ટાઈપની એક ફરક છે પણ મનોરંજન બંનેમાં મળી રહે છે